હવે વિદ્યાર્થીઓ છે ને શાળામાં ભણ્યા પછી અમુક વિદ્યાર્થીઓ એવાં હોય છે કે એમને આગળ વધવાનું આગળ ભણવાનું શોખ હોય છે તો કોઈ એ શોખના લીધે આગળ ભણે છે અમુકને એવું હોય છે કે આ આપણને જે ફૅમિલી બિઝનેસ છે તો એની જે નૉલેજ દાખલા તરીકે કોઈ સ્ટુડન્ટ્સને એમ બી એ કર્યું છે તો એમ બી એમાં જે એનો બિઝનસ રીલેટેડ એને શીખ્યું છે તો કોઈને એવું બી હોય છે કે મારા ફૅમિલી બિઝનસને જ આગળ વધાવું તો અમુક લોકો એવા બી ઇચ્છ ઇચ્છતા હોય છે કે એમનું બિઝનસમાં જ કન્ટિન્યૂ કરીએ આગળ અમુક એવા હોય છે કે એ ફીલ્ડમાં જે કામ કર્યું છે જ્યાં ફિલ્ડમાં જે ભણ્યું છે એના રીલેટેડ નોકરી શોધે છે બરાબર છે ઓ ભાઈ તો આ વિષયમાં તો એમના પોતાનું જે સજેશન છે જે એમની રાય છે એ લોકો એ પ્રમાણે એની જે હોય એ ટાઇપનું કરે છે બરાબર પણ બૅસ્ટ તો આજ છે કે ભણ્યા પછી એ લોકો આપણે જે એમનું ફીલ્ડ છે એના એનામાં આગળ વધશે એજ સારો અને સીધો રસ્તો છે